આમ જોવા જાઓ તો ચિત્ર દોરવાની શરૂઆત જ્યારથી મેં પેન્સિલ પકડવાનું ચાલું કર્યું ત્યારથી થઈ ગઈ કેમ કે મારે મારાં ઘરમાં જ મારા કાકા અને મારા પપ્પા એ બંને બહુ જ સારા ચિત્રો દોરતા એટલે નાનપણથી જ કાગળ લઈ અને આડું અવળું જેમ આવે એમ રંગ પૂરવાનું અને પેન્સિલથી લીટા પાડવાનું શરૂ કર્યું ધીરે ધીરે ધીરે કરતા અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં ચિત્રકામ એ મારું સૌથી વધારે ગમતું કાર્ય બન્યું મોટેભાગે મને રાજા રવિ વર્માનાં જે ચિત્રો જોયાં એમાથી વધારે પ્રેરણા મળી અને મેં એમ કરતાં કરતાં મારો શોખ વિકસાવ્યો સરસ મજાનાં લેન્ડસ્કેપ દોરવામાં પણ મને એટલો જ આનંદ આવતો અને મેં કંઈ બહુ જાણે મોટું ચિત્ર દોરી નાખ્યું હોય એમ જોઈ અને હું દરેકને હોંશભેર બતાવવા દોડી જતી અલગ અલગ સફેદ કાગળ ઉપર ઉપસતા રંગોને જોઈ અને મારું મન સુંદર કલ્પનાઓથી ભરાઈ જતુ મારા માનીતા કલાકારોમાં એક રાજા રવિ વર્મા છે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજા રવિ વર્માએ દોરેલાં ચિત્રો જોઈ અને મારું મન અત્યંત પ્રસન્ન થયું અત્યારે પણ ગુજરાતની અંદર જ્યાં પણ આવા કોઈ કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ભરાય છે ત્યાં જઈ અને હું એ ચિત્રો નિહાળું છું અને ગમતાં જે કંઈ ચિત્ર હોય એ લઈ અને હંમેશા મને દિવાન ખંડમાં સજાવવાનો પણ એટલો જ શોખ છે